મારા મટે શિક્ષિત વ્યક્તિ સિદ્ધાંતોનું પૂરેપૂરું પાલન કરે છે ઉદાહરણ તરીકે મારા મિત્ર છે તેમનું નામ હિરેન વસાવા છે અને તે પૂરેપૂરું એમણે શિક્ષણ લીધું છે છેક ગ્રેજ્યૂએશન સુધી અને તે તેમની ઘરની પૂરેપૂરી જવાબદારી બધી લે છે માતા પિતાની સેવા કરે છે નોકરી પણ કરે છે ઘરની બધી જવાબદારી પણ ઈ પૂરેપૂરી રીતે નિભાવે છે તો હા મારા મતે એ વસ્તુ છે કે શિક્ષિત વ્યક્તિ સિદ્ધાંતોનું પૂરેપૂરું પાલન કરે છે